કૃષિ અને ખાદ્ય પ્રોસેસિંગ ગુજરાતમાં કૃષિનો મોટો ભાગ છે અને કૃષિ આધારિત ઉદ્યોગો જેમ કે ખાદ્ય પ્રોસેસિંગ ડેરી ઉદ્યોગ અને આછું મગફળી કપાસ અને શાકભાજીનાં પ્રોસેસિંગમાં વધારો થાય તો તે લોકો માટે રોજગારીના સારા અવસરો પ્રદાન કરે છે કાપડ ઉદ્યોગ સુરત અમદાવાદ અને રાજકોટ જેવાં શહેરો કાપડ માટે પ્રખ્યાત છે આ ઉદ્યોગમાં વધારો કરી નિકાસ માટે નવું માર્શલાઈઝ ફેબ્રિક બનાવવામાં તકો છે ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો વધુ વિકસિત છે નવાં સંશોધન કેન્દ્રો અને ઉત્પાદન યુનિટસ સ્થાપનાથી રોજગારીમાં વધારો થાય છે આઇટી અને સોફ્ટવેર ગુજરાતમાં આઈટી અને સોફ્ટવેર કંપનીઓ સ્થાપવા માટે સારી તક છે આ ક્ષેત્રમાં કિડલ પ્રોફેશનલ માટે રોજગારીમાં વધારો થશે રિન્યુએબલ એનર્જી ગુજરાતમાં પવન અને સૂર્ય ઉર્જાના વિકાસ માટે વિશાળ પોટેન્શિયલ છે નવી ઉર્જા કંપનીઓ જેમકે સોલાર પાવર પ્લાન્ટસ પવન ઊર્જા પેઢીઓ આ ક્ષેત્રોમાં રોજગારી ઉપલબ્ધ કરી શકે છે પર્યટક અને હોટલ ઉદ્યોગ રાજ્યમાં પર્યટન ઉદ્યોગના વિકાસ માટે હોટલ અને સંબંધિત સેવાઓમાં વધુ નોકરીઓ મળવી શક્ય છે લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ ગુજરાતમાં બંદરો અને ટ્રાન્સપોર્ટ્સ હબ વધુ વિકસિત થયેલ છે લોજિસ્ટિકલ અને વેરહાઉસિંગ ઉદ્યોગોમાં રોજગારીના તકોમાં વધારો કરી શકાય છે આ સિવાય રાજ્યમાં નવી હાઈટેક ઇન્ડસ્ટ્રીઝ અને રિસર્ચ સેન્ટર્સ જેવી ફર્મ્સ આવે તો લોકો માટે ઉચ્ચસ્તરીય રોજગારીના તકોમાં વધારો થઈ શકે છે